હલ્લો હલ્લો હા ત્રિવેદી સાહેબ હા બોલો હા હુંછગનભાઈ બોલું છું મારે કાલે થોડું ગાડીમાં પ્રોબ્લમ ગયો હતો એના માટે વાત કરવી હતી કાલે સાંજે હું જતો તો ને અહીં મોટા બજાર પાસે ત્યાં સીટ બેલ્ટ વગર હતો ને પોલીસે પકડ્યો હવે એ જગ્યા પર તો આમ તો મોટે ભાગે પોલીસ ઊભા પણ નથી રહેતાં પકડ્યો ને પછી મને કે હવે તમે જઈ નહીં શકો ને તમારી ગાડી અમે જપ્ત કરી લઈશું ને તમારે પણ આવવું પડશે અમારી સાથે પોલીસ સ્ટેશન એ ને એવી બધી વાતો કરવા મંડ્યા હા પછી તો મને ત્યાં આગળ લઈ ગયા હતા નાના બજાર મોટા બજાર પોલીસ સ્ટેશન પાસે અને ને બધી એક કલાક બેસાડી રાખ્યો અને પાચ દસ હજાર રૂપિયા માંગતા તા અથવા તો આખી રાત હવાલાતમા રહેવું પડશે ને એવુ કરતા તા બધુ ઓકે પછી પછી તો હુ માંડ માંડ પાંચ દસ હજાર રૂપિયા આપીને નીકળ્યો ત્યાંથી બહાર આવી ગયો પણ હવે મારે કંઈક આના ઉપર વિધિ તો કરવી પડશેને ગાડી તો હજી એમની પાસે જ છે તો કંઈક થઈ શકે છે આ તો ખોટું આવવું તો ક્યાંય છે જ નહીં આખા સંવિધાનમાં અચ્છા કાયદા પ્રમાણે આપણે હવે શું કરી શકીએ છીએ

અચ્છા હ હ

અચ્છા સાહેબ પાંચેક વાગ્યા આસપાસ આવું કે

હા સાંજે પાંચ વાગ્યે આવીશ તો